હા કોણ છે બસ મજામાં ખેતીવાડીમાં સારું છે આપે છે ને ભાવ હં હં વાંધો નહી આપીશું ને મારે શું છે મારે પેલું કાર્ટૂન ઓછું થઈ જાય દૂર જવાય એની કરતાં હે બધું જ છે આપડી પાસે ના ના બરાબર છે બંનેવ નો ફાયદો થતો હોય તો કામ કર લઈએ બધું હમ્મ ના દલાલી તો લાગે ને દલાલી ભી હમ્મ

તમે જે તને બી ફાયદો થાય મને બી ફાયદો થાય બરાબર

હવે નાખી દેવાનો ભાવ આપે તેની કરતાં આપણે થવું એવું છે કેમ મોટું કામ હશે કે હા હા હા બરાબર હમ્મ દૂધીનો કે દૂધી છે પછી મરચાં છે મારી પાસે ટામેટાં બી છે હમ્મ તુવેરો બી છે તુવેરો બી હમ્મ સારું સારું કઈ નહી તમને બી ફાયદો થાય અન મને બી ફાયદો થાય ચાલો થેન્કયૂ હો લેવા આવજો ચલો હા સારું સારું ચલો